હું તમને એક રોલ તમારે એકરોલ તમારે એક મૂવીમાં તમારે એક છેને એક કેરેક્ટર તરીકે તમારે એક્ટર તરીકે છેને કામ કરવાનું છે તો એના માટે મે તમને કોલ કર્યો છે હં એક બઉ સારો રોલ છે એ તમારા માટે એક થોડુકજ એક નાનો છે પણ બહુ સારો રોલ છે તો એમાં તમે છેને બઉ સરસ મજાનું એક્ટિંગ કરી શકો એવો છે આઈ થિંગ દસ દિવસ સુધીનું તમારું કામ છે એ તો પ્રોપર રાજકોટમાં છે હું તમને ટાઈમને બધુ મોકલી દઇશ તમારા વોટ્સએપ નંબર ઉપર છમેન્ટ બહુ સારું છે તમે અઇયાં આવશો પછી આપણે આગળ વાત કરી યેસ તમે પરફેક્ટ છો એટલા માટે જ મેં તમને એ ચાંસ આપ્યો છે અને તમે ઓફિસ ઉપર મળવા આવો એટલે હું તમને આનું બ્રીફમાં બધુ સમજાવું છું હા હા જી શ્યોર મેં કર દૂંગી હા ઓકે ઓકે વેલકમ